હા ખેતી સંપૂર્ણપણે હવામાનની સ્થિતિ પર આધારિત હોય છે ખેડૂત વર્ષોથી ખેતીમાંથી જ પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે એની પાસે આ પ્રકારનું જોખમ લેવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ ઉપલબ્ઘ નથી આ પ્રકારનું જોખમ જ ખેડૂત માટે ખરેખર પ્રેરણા બનતી હોય છે હવામાનનું જોખમ સામાન્ય રીતે ચોમાસામાં જ વધુ નુકસાનકર્તા હોય છે બાકીની ઋતુમાં ખેડૂતને નુકસાન થવાનો ભય ઘણો ઓછો રહેતો હોય છે ચોમાસામાં જ્યારે વધુ વરસાદ કે ઓછા વારસાદના લીધે પાક નિષ્ફળ જતો હોય છે ત્યારે ખેડૂતો બાકીની ઋતુમાં તેનું નુકસાન કઈ રીતે ભરપાઈ થઇ જાય તેવું આયોજન કરીને વાવેતર કરતા હોય છે વાવણી કરતા હોય છે અને મહેનત કરતા હોય છે અત્યારે તો આવા પાકમાં થતા નુકસાન સામે સરકાર ખેડૂતોને વળતર પણ ચુકવવાની યોજના તૈયાર કરેલી છે જેથી ખેડૂતો આર્થિક સધ્ધર બની શકે